સૌપ્રથમ તો આપણે જાણીએ છીએ કે ચિત્રકલા એ ખૂબ જ બારીકાઈની કલા છે જેમાં ખૂબ જ બારીકાઇની જરૂરત હોય છે જે માણસને ચિત્રકલા આવડતું હોય કાં તો ચિત્રકલાનો શોખ હોય તો એ પોતાની ચિત્રકલાને ઊભારીને બહાર લાવી શકે છે અને તેનું પ્રોફેશન એટલે કે ધંધો એ બનાવી શકે છે અને એનાથી પૈસા પણ કમાવી શકે છે પણ એને એ વસ્તુ માટે બહુ જ મહેનત કરવી પડે છે આજના યુગમાં આપણે જોઈએ છીએ ચિત્રકારો ઘણા ઓછા થઇ ગયા છે માણસો ચિત્રકલામાં માનતા ન હતા ચિત્રકલાનો ધંધો એટલો ન ચાલતો હોય પણ જો ખરેખર આપણે આપણા ચિત્રકલાને અને આપણી આવડત છે એને આપણે ઉભારીને બહારે લાવીએ કંઈક નવું આપીએ આજના યુગમાં કંઈકને કંઈક નવું જોઈએ છીએ માણસોને તો આપણે એ વસ્તુ ચિત્રકલા થોડું સ્ટાન્ડર્ડ ફોર્મમાં લાવીને થોડી સારી રીતના એને પ્રસ્તુત કરીએ લોકો સામે જેમ કે માધ્યમ બનાવી શકીએ આપણે સોશિયલ મીડિયાને સમજયા તો સોશિયલ મીડિયામાં ફોટોઝ આપણે ક્લિક કરીને અપલોડ કરી શકીએ છીએ પ્લસ આપણે કોઈ એક સારું આપણે પ્રોફેશન સમજીને એ વસ્તુમાં ખૂબ જ મહેનત કરી શકીએ છીએ ખૂબ મહેનત કર્યા બાદ તેનું કદાચ આપણને કોચિંગ લેવાની થાય તો આપણે કોચિંગ પણ લઇ શકીએ છીએ પ્રૅક્ટિસ કર્યા બાદ જો તમે એકદમ માહિર થઇ જાવ તે બાદ લોકો પાસે આ વસ્તુ ફેલાવતી રહેવાની જો એ વસ્તુ લોકો સુધી ફેલાઈ ગઈ તો તમે એક જણાને કોઈપણને એક વ્યક્તિને સારું કાર્ય કરીને આપ્યું તો એ બીજા જણાને કહેવામાં ખૂબ જ રાજી થશે કે મને આ ચિત્ર અહીંયાથી મળ્યું છે તો આવી રીતે તમે તમારો ધંધો પણ એને બનાવી શકો છો તો ચિત્રકલા એ સારી વસ્તુ છે તો કરવી જોઈએ અને એમાં ખૂબ મહેનત પણ લાગે છે તો એ રીતે આપણે કામ કરવું જોઈએ